મને સાંસ્કૃતિક નૃત્યો કરવાનું વધારે ગમે છે પરંતુ આજકાલ આપણે જોઈએ તો આપણા સમાજમાં વધારે અન્ય સંસ્કૃતિનાં નૃત્યો કરવામાં આવે છે હા એ ખરાબ નથી પરંતુ આપણે આપણી સંસ્કૃતિને ભૂલવી ન જોઈએ અને આપણે આપણાં સંસ્કૃતિને પહેલાં આગળ વધારવી જોઈએ તેથી મારા મંતવ્ય મુજબ આપણે આપણી સંસ્કૃતિના નૃત્યો પર વધારે ધ્યાન આપવું જોઈએ અને બીજી સંસ્કૃતિનાં નૃત્યો પણ શીખવા જોઈએ પરંતુ તેને આપણી સંસ્કૃતિ સાથે અપનાવવા ન જોઈએ અને આપણે આપણી સંસ્કૃતિનાં નૃત્યોમાં વધારે ધ્યાન આપવું જોઈએ મારા મંતવ્ય મુજબ આજ આજકાલનાં લોકો એ બહારની સંસ્કૃતિનો ના નૃત્યો કરે છે પરંતુ તે આપણી સંસ્કૃતિને અનુસરતા નથી હું એવું કહેવું મારું એવું કહેવું છે કે ના આપણે કરવું જોઈએ બહારની સંસ્કૃતિનું નૃત્ય પણ શીખવું જોઈએ પરંતુ પોતાની સંસ્કૃતિનાં નૃત્યોને ભૂલવું ના જોઈએ અને પોતાની સંસ્કૃતિને જાળવી રાખવી જોઈએ એ જ આપણું સન્માન છે અને એ જ આપણું માન છે એને આપણે જાળવી રાખવું જોઈએ